મેં થોડાક દિવસ પહેલાં ઓનલાઇન ઓર્ડર કર્યો છે તમા હા તમારી વેબસાઇટમાંથી તો મારે ખાલી અ અચ્છા ઓર્ડર મેં એક બ્લેક ટી શર્ટ બુક કર્યું છે હા મારો ઓર્ડર આઇડી અચ્છા ઓર્ડર આઇડી છે મારો ટુ થ્રી ફોર સિક્સ વન નાઈન એઈટ હા આ ઓર્ડર આઇડી પરથી મારે મતલબ જાણવું હતું કે અમે કઈ સાઇઝ બુક કરી છે કેમ કે મારા અત્યારે ઓર્ડરમાં મને લિસ્ટમાં દેખાતું નથી તો પ્લીઝ તમે મને જણાવશો કે મેં કઈ સાઇઝ આ સિલેક્ટ કરી છે હા તમારી પાસે કઈ કઈ સાઇઝ અવેલેબલ છે એ મને પ્લીઝ જણાવોને એક્સેલ એસ એમ માર હા મારે એકચ્યુઅલી એલ સાઇઝ જોઈએ છે અચ્છા તમારી પાસે અવેલેબલ નથી હમણાં સ્ટોકમાં બે દિવસમાં થઈ જશેને પણ હા તો વાંધો નહીં એ તો મને હા ચાલશે ચાલશે બે દિવસ પછી હું ઓર્ડર કરી દઈશ તો મને ખાલી એ ઓર્ડર કેન્સલ ક અચ્છા ઓકે કેન્સલ કરવો પડશે મારે જાતે અચ્છા ઓર્ડર કેન્સલ કરીને પછી ફરીથી ઓર્ડર કરવો પડશે વાંધો નહીં ઠીક છે હા તો હું આ ઓર્ડર હમણાં કેન્સલ કરીને ફરીથી ઓર્ડર બીજો કરું છું મારે એલ સાઇઝનું બ્લેક કલરનું ટી શર્ટ છે એ નાઇકીનું એ વાળું જ જોઈએ છે મને ઠીક છે ઓકે થેન્ક યુ